આજના સમયમાં વિદ્યાર્થીઓ છે જેમને નેવા નિયમિત શાળાઓમાં જવાનું કે કોલેજોમાં જવાનું પાછળના ઘણા કારણો હોય છે જેમકે એ વાહન વ્યવહાર તેમનું જ્યાં એડમિશન થયું હોય ત્યાંથી તેમનું ઘરનું અંતર ખૂબ દૂર હોયને હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ ન હોય તે અને તેઓ તેમની પાસે તેમની આર્થિક સ્થિતિ નબળી હોય તો કે તેમના મમ્મી પપ્પાની પણ આર્થિક સ્થિતિ જો નબળી હોય તો તેમના ભણતર માટેનો ખર્ચ ઉઠાવા માટેનું કંઈ કામ કરતાં હોય કે પછી ઘણીબધી મમ્મી પપ્પાઓની કે તેમના જે પેરેન્ટ્સ હોય તેમના પર આ આમની સુવિધા ઉપલબ્ધ ન હોય કે તેમને શિક્ષણ વિષે તેમના લાભ લાભ લાભો વિષે ખબર ન હોય ને એવી ઘણીબધી જે બધું છે તે તેમના પ્રમાણે હાસ વિદ્યાર્થીઓ ઘણી રીતે કે તેમને જ્યાં એ એડમિશન થઈ ત્યાં એનું વાતાવરણ બરાબર ન હોય ઘણા ઘણા સારા વિધ્યાર્થીઓ જો કોઈ કંઈ હું કહેવાય તે કોઈ એના વગરની કંઈ શિસ્ત પાલન ન કરતી હોય તેવી સ્કૂલો કે કોલેજોમાં એડમિશન થઈ જાય તો પછી તેવા ટાઈમે તે વિદ્યાર્થીઓનો જે રસ હોય તે પણ જતો રહેને તે અવ અવળા રસ્તે દોરાય જાય તે રીતે જો વિદ્યાર્થીઓ છે તો તેમને ઘણાબધા આવા કારણ હોઈ શકે છે હું હું જ્યારે અમારા ગામમાં પ્રાઇમરીમાં ભણતો હતો તો તે ટાઈમે મારા ત્યાં અમારા ત્યાં તો ઘણીબધી સુવિધા હતી કે શિક્ષકો હારા હતા પ્રિન્સિપલ હતા હારા હતા બધા વિદ્યાર્થીઓ પાછળ ઇન્ડીવ્યુઝઅલ એટલે બધા વિદ્યાર્થીઓ પાછળ સારું ધ્યાન આપતા હતા તે રીતે ધ્યાન આપી આપી તે બધા વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવ્યા ધોરણ આઠ સુધી પછી ધોરણને ધોરણ આઠનું રિઝલ્ટ સારું લાવ્યા પછી તે પછી આ ધોરણ નવ નવમાં જવાનું હતું તો તો બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ જગ્યાએ એડમિશન લીધું અમુક જણાએ જો એકલવ્યમાં મોડલ સ્કૂલોમાં એડમિશન લીધું અમુક જણાએ અધર્સ અધર્સ આદર્સ નિવાસી શાળાઓમાં એડમિશન લીધું ને અમુક જણાએ તો પ્રાઇવેટ સ્કૂલોમાં સેંટ ઝેવિયર્સમાં ને એવા પ્રાઇવેટ સ્કૂલોમાં એડમિશન લીધું પણ ઘણા વિદ્યાર્થીઓ જેમ સારા હતા સારી રીતે ભણી શકે એવા હતા તો તેવા વિદ્યાર્થીઓ પણ એવી અમુક જગ્યા જઈ આપણને બહારથી તો કહેવામાં આવે કે ત્યાં શિક્ષણને બધું સારું છે પણ તે વિદ્યાર્થીઓ ત્યાં જાયને તેમને ખબર પડે કે આ તો કંઈક અલગ જ જેમકે સીધું ભણાવતા નથી ને એમતેમ થયા કરે તો એવી રીતે જો થાય તો તે વિદ્યાર્થીઓનો રસ્તો એમ ભણવાનું જે કેરિયર જો બનાવા આવ્યા હોય તે ન બની શકેને બીજા રસ્તે જતાં રહે જે ત્યાં ત્યાંના વિદ્યાર્થીઓ પણ ભણવામાં રસ ન ધરાવતા હોય તેવા મળે તો તો પછી તેમનું પણ શિક્ષણ પ્રત્યેનું જે રસ હોય તે જતો રહે એ રીતે જો અને બીજું છે જો વિદ્યાર્થીઓનું વિદ્યાર્થીઓ એડમિશન મોટે ભાગે બધાને ગવર્મેન્ટ સ્કૂલોમાં કોલેજોમાં એડમિશન જોઈએ ને જેમની એ આર્થિક સ્થિતિ વધારે સારી હોય તે લોકો પ્રાઇવેટમાં એડમિશન લઈ શકે પણ નબળી હોય તો તે લોકો પ્રાઈવેટમાં એડમિશન નહીં લઈ શકે તેથી તે ગવર્મેન્ટમાં અને ગવર્મેન્ટની સ્કૂલો કોલેજો તો એક વિસ્તારમાં મોટે ભાગે કદાચ જ એક હોઈ શકેને બીજી બીજી કોઈ સ્કૂલ કોલેજ હોય તો તે ત્યાં તેમના વિસ્તારથી ખૂબ દૂર હોઈ શકે અને તે વિદ્યાર્થીઓને મોટે ભાગે એડમિશન તે નજીકવાળી સ્કૂલ કોલેજોની જગ્યાએ દૂર હોય ત્યાંથી તેમનું એડમિશન કનફોર્મ થઈ જાય ને તેમનું મેરિટમાં ત્યાં નામ આવે ત્યાંના વિદ્યાર્થીઓનું તે બાજુ દૂર આવે તો એવી રીતે જો વાહનવ્યવહારનું પ વાહનવ્યવહાર નહીં હોયને એ બધું હોઈ શકે તો વાહનવ્યવહાર તો વાહનવ્યવહારમાં એ બસોનો પ્રોબ્લેમ હોય એમ સિટી બસોને બધા તો ખાસ તો નહીં જ મળે એટલે ને જે ટાઈમે આપણું કોલેજ ચાલુ થવાની હોય તે ટાઈમે જગ્યા આપણને બસો તેનાથી લેટ પહોંચાડે ને સાંજે જે ટાઈમ જવાનું હોય જે ટાઈમે આપણે કોલેજોનું કોલેજનું કે કોલેજનું છૂટવાનો સમય હોય તે ટાઈમથી બીજા સમ બીજા સમયે છુંવે એટલે તે ટાઈમથી લેટ કાં તો અમુક વખતે વહેલા છોડી દે એટલે કોલેજોને સ્કૂલોનું કોઈ પ્રોપર ટાઈમ નહીં હોય ને જો આવી રીતના વિદ્યાર્થીઓને છોડવાનું તેનું હોય તો વિદ્યાર્થીઓ ઘણી વખતે એવા સમયે એમાં વાહનવ્યવહારમાં એના ટેન્સમાં સમયમાં અને તેમ પછી વીક થઈ જવાવાળાને એના લીધે પ હોસ્ટેલની સુવિધાઓ હોઈ શકે પણ તે પણ હોસ્ટેલો પણ ખૂબ વધારે ફી વસૂલ કરેને બધું એડમિશનથી વધારે ફી હોય એટલે દૂરનાને આર્થિક સ્તિતિ આર્થિક સ્થિતિ નબળી હોય તો તે લોકો ખાસ એડમિશન નહીં લઈ શકે તેથી ખૂબ વધારે ધ્યાન આપવું પડે અને તે રીતેનું કંઈ બધું કરવું પડે અને પૈસ અને સરકાર તરફથી ઘણીબધી જાત જાતની બધી ભરતીઓને બધું પળે છેને તેમના પરથી ઘણાબધા લાભ આપવામાં આવે છે પરંતુ ત્યાંથી આ સરકાર તરફથી ઘણાબધા લાભો આપવામાં આવે પણ આપણા ગ્રામ્ય વિસ્તારોમાં કે અમુક પછાત વિસ્તારોમાં કે અમુક ઘણી જગ્યાએ સ સ શહેરોમાં પણ તેના લાભો વિષે ખબર નહીં હોય નહીં હોય સે તેથી બધાને લા લાભ જણાય તેવી બધાને જાગૃતિ મળે તે માટે બધી ખબર મા રાખવી પડે તે રીતેનું બધું કરવું પડે ને બધાની ને ઘણી ઘણા સમય જો ચોમાસું હોય તો તે તે સમયે મોટે ભાગે ચોમાસામાં આપણે અહીંનું હવામાન બરાબર નથી રહેતું તેથી ઘણી જગ્યાએ કંઈ પુલ તૂટી જાય રસ્તાઓ નહીં હોય કંઈ નદી ઉપરથી આવવું પડેને રદ સ્કૂલોને એના વચ્ચે નદીઓ જેવી જતી હોય તો તે ને પાર કરવાનું બધું તકલીફ થાય એ રીતેનું પણ ઘણી સ સુવિધાઓ નહીં હોય અને ઘણા વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા નથી મળતી તો તેમને રહેવા માટે ઘણા દૂર દૂરથી અપડાઉન કરવા કરવું પડેને ત્યારે વાહનવ્યવહારની બધી સુવિધા ઉપલબ્ધ નહીં હોય ને વાહનવ્યવહારો આવે પણ તેમનું ઘરનું અંતર વધારે તો રોજે કઈ રીતે અપડાઉન કરી શકે એમ કરીને જે વિદ્યાર્થીઓનું માળખા માળખાકીય રીતે જે ભણવાનું હોય તે રીતનું બધું તેમને નહીં મળી શકે તેથી હું એટલું કહેવા માંગું કે વિદ્યાર્થીઓને જો વિદ્યાર્થીઓને ભણવા માટે અને સ્કૂલને સ્કૂલે કે કોલેજે નહીં પહોંચવા માટે મોટે ભાગેનું જે કારણ છે તે આમ આખું આ હોસ્ટેલોની અસુવિધા ને ગવર્મેન્ટ સ્કૂલો કે કોલેજોને પાછળ જવા પાછળ પાછળ સ્કૂલો અને કોલેજો ગવર્મેન્ટની પાછળ જવા માટે તેમના ઘરેથી દૂર દૂર જવું અને તેમના વિસ્તારમાં એ બધાની ઉપલબ્ધિ ન મળવાથી જાગૃતિ મળે અને સરકારના લાભો જે મળે તેમની જાગૃતિ નથી ને પૈસાનું અછતપણું ને ઘણા વખતે માળખાકીય રીતે સુવિધા ઉપલબ્ધ હોતી નથી